કરી દે હા હા ખાસ તો શું છે કે આથાવાળી જો વસ્તુ બનાવવાની હોય જેમકે ઢોકળા છે કે હાંડવો છે કે ઈડલી છે તો આથાવાળી વસ્તુ બનાવવાની બહુ કહુ મુશ્કેલ પડે છે કારણ કે આથો આવવાની રાહ જોવી પડે છે અને ઘણીવાર આથો આવતો પણ નથી પરંતુ જો કે રેસિપીવાળી વસ્તુ બનાવવાની હોય કોઈ ગ્રેવીવાળી સબ્જી બનાવવાની હોય કોઈ સલાડ બનાવવાનું હોય કોઈ સૂપ બનાવવાનું હોય કે કંઈ એવું પ્લેટ એવી ડીશ બનાવવાની હોય ફાસ્ટ ફૂડ નાસ્તાની તો એ ઝડપથી બની જાય છે અને એનો આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એની વસ્તુ પણ બધી આપણા ઘરમાં અવેલેબલ હોય છે જેથી કરીને આપણને બનાવવામાં પણ કોઈ તકલીફ નથી પડતી અને આમ પણ કોઇપણ જાતની તકલીફ અનુભવાતી નથી જયારે આથાવાળું બનાવીએ ત્યારે આપણને બહુ જ તકલીફ પડે છે કારણ કે આથો તો આવતો હોતો નથી અને વસ્તુ જો આથો ના આવે તો સારી બનતી પણ નથી એટલે બહુ તકલીફ પડે જેથી કરી સૂપ છે મૅગી છે નૂડલ્સ છે રાઈસ છે એ બધું બનાવવામાં સરળતા રહે છે